ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે એનો અર્થ છે કે ભારત સરકાર ધર્મ કોણે કઈ રીતે પાળવો તે બાબતમાં દખલ કરતી નથી પરંતુ હા ધર્મને લગતી જે જે જોગવાઈઓ છે અન્ય ધર્મના લોકોને તેનાથી નુકસાન ન પહોંચે કે કે અન્ય ધર્મના લોકોને તેનાથી લાગણીઓ ન દુભાય તે લગ તે અંગેના અનેક કાયદા સરકાર શ્રી દ્વારા વારંવાર ઘડવામાં આવે છે લોકમાનસને અનુલક્ષીને લોકોની ધાર્મિક લાગણીઓને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમના સમાજના જે રીતિ રિવાજો છે તેને અનુલક્ષીને ભારતીય પરંપરા એ દરેક ધર્મનું હંમેશાં સન્માન કર્યું છે તે વાતને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના કાયદા સરકાર દ્વારા વારંવાર ઘડવામાં આવે છે તેમ જ બદલવામાં પણ આવે છે જે જે પણ પ્રકારનો કાયદો કોઈ પણ સમાજના કોઈ પણ જાતિના લોકોને અન્યાયકર્તા હોય છે કે તે તેને યોગ્ય લાભથી કે યોગ્ય સામાજિક ઓળખથી વંચિત રાખે છે તે પ્રકારના કાયદાને નાબૂદ કરીને દરેક પ્રકારના લોકોને સન્માન મળે ઓળ ઓળખ મળે યોગ્ય એક પોતાનું કાર્યદક્ષતા બસ બતાવા માટેનું એક ઉચિત જગ્યા મળે ઉચિત તક મળે તે માટે સરકાર દ્વારા અનેક કાયદા અમલમાં લાવવામાં આવે છે હા જે પણ કાયદો મહિલા સમ્માનને કે કોઈ પણ કોઈ પણ પ્રકારની જાતિને અન્યાય કરે છે કે તેમના વિરુદ્ધમાં છે અથવા તો તેમના હિતમાં નથી તે કાયદા પણ વારંવાર ધર્મને ધ્યાનમાં લા રાખીને સરકાર બદલી શકે છે અને તે પ્રકારની અનેક નીતિઓ પણ સરકાર વારંવાર ઘડતી હોય છે આ વસ્તુ દરેક ધર્મના લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે